આપણે નાના છોડમાંથી એક છોડમાંથી બીજો છોડ બનાવવા માટે પિયત પદ્ધતિ હોય છે એટલે દાખલા તરીકે એક આપણે કૂંડું લીધું એની અંદર આપણે ગુલાબનું છોડ વાવવાના છે તે એને કલમ કરવી પડે એટલે કે એને ક્રોસમાં કાપવું પડે અને પછી એમાં બીજી એક દાંડી મૂકવી પડે અને એને માટીથી લગાવવાનું અને ત્યારપછી એને કાપડથી એ કરવાનું બાંધી દેવાનું અને ત્યાર પછી એને દસેક દિવસ પછી એમાં ફણઘું ફૂટશે અને ધીરે ધીરે એ મોટું થશે આ એક ટેકનિકથી એને વધારે સરસ રીતે આપણે કરી શકીએ હવે બીજું કે આપણે જ્યારે ઝવેરા વાવતા હોય નાના બાળકો માટેના ઝવેરા વાવતા હોય ત્યારે પણ જુદી જુદી રીતે આમ સ્પ્રિંકલ કરીને એને એમ ભભરાવીને કરીએ તો પણ એ છોડ ખાસ્સા એવા મોટા અને બહાર આવે છે